હા બોલો બરાબર છે ગુજરાતમાં સર ધણાં બધા એવાં સ્થળ છે એમાંથી તમને કહું તો દ્વારકા છે સોમનાથ છે તમે આ સાઈડ આવો તો ડાંગ જિલ્લો છે સાપુતારા સુરત પણ સારું છે અને અમદાવાદ પણ ઘણું સારું છે ફરવાલાયક હં તમે તમે પાવાગઢ જઈ શકો છો સાપુતારામાં અરવલ્લીની પર્વતમાળાનો પણ નજારો હમણાં ચોમાસામાં જોવાલાયક હોય છે હા સર તમે કઈ સાઈડ જવાનું પસંદ કરશો સોમનાથનું હા બરાબર છે હા સોમનાથમાં પણ સારું છે ત્યાં જે સ્વાદિષ્ટ આઇટમો પણ છે ત્યાંની પણ પ્રખ્યાત છે જેમકે ખમણ છે ઢોકળા છે જે ગુજરાતી ડિશો છે એમાં વધુ સારું છે એમ જમવાનું પણ અને સોમનાથથી આપણે દ્વારકા જઈ શકીએ છીએ હા ત્યાં ત્યાં દરિયો ત્યાં મહત્ત્વપૂર્ણ છે દરિયો દરિયો જોવાનું જે સોંદર્ય છે પછી મંદિર મંદિર પણ ખૂબ સરસ છે સર

ખાણી પીણીમાં ગુજરાતમાં હા ગુજરાત તો તમને ખબર જ છે કે સ્વાદની દૃષ્ટિએ ખૂબ જ પ્રખ્યાત છે અને એમાં હા હા તમે સુરત જાઓ તો સુરતમાં લોચો ખૂબ પ્રખ્યાત છે વડોદરામાં જાઓ તો વડોદરાનું સેવ ઉસળ છે એવી રીતે ઘણી બધી વાનગી છે જેમકે ખમણ છે ખૂબ સારું છે અને સ્વાદની દૃષ્ટિએ મીઠાઇમાં પણ ઘણું પ્રખ્યાત છે ગુજરાત તો તમને બીજી વધુ માહિતી જોઈએ તો તમે મને ફરીથી કોલ કરશો ઓકે હા સારું હા હા સારું વાંધો નહીં તમે જરૂર કોલ કરજો